શું તમે ક્યારેય ગુજરાતી ભાષા બોલવા કે લખવામાં કોઈ મુશ્કેલી અનુભવી છે તો આનો જવાબ છે હા ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કોઈ એવા ગામ કે એવા કોઈ પ્રદેશમાંથી આવતા હોઈએ કે જ્યાંની ભાષા તળપદી હોય અને જ્યારે આપણે કોઈ એવી જગ્યાએ આપણા ગ્રોથ માટે શહેર કે એ તરફ આવતા હોઈએ ત્યારે એ તળપદી ભાષા અને ગ્રોથ થઈ રહેલા સિટીની ભાષામાં જમીન આસમાનનો તફાવત આવતો હોય છે જેથી કરીને ઘણી વખત લખવા બોલવા ઉઠવા બેસવા દરેક જગ્યાએથી માંડીને દરેકે દરેક જગ્યાએ એમાં તફાવત દેખાતો હોય છે જે આમ જોવા જઈએ તો બહુ સામાન્ય હોય છે પરંતુ એના ઘણા બધા અર્થ એની સાથે બહાર આવતા હોય છે પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે તમે લખો શું છો એ પણ એટલું જ મેટર કરે છે જેટલું તમે તમારા વિચારોને વ્યક્ત કરો છો તમે શું કહેવા માંગો છો એ તમારા લખાણ ઉપરથી ખબર પડે છે તમે શું બોલવા માંગો છો તમારા વિચારો શું વ્યક્ત કરવા માંગો છો તમારો કયો મેસેજ તમે દુનિયા સુધી પહોંચાડવા માંગો છો એ તમામ વસ્તુ તમારું લખાણ નક્કી કરતું હોય છે અને લખાણનો સીધો સંબંધ છે તમારી વિચારશક્તિ તમારી વિચારસરણી અને તમારી ભાષા પરથી તો જો તમારી ભાષા તમારી વિચારસરણી તમારી વિચારશક્તિ જો તળપદી છે અથવા તો કોઈક જે અત્યારના સમયથી આધુનિક નથી અર્વાચીન છે તો તમારે લખવા બોલવા અને તમામે તમામ ભાષામાં તફાવત દેખાઈ શકે છે જેથી કરીને આવા સામાન્ય બાબત છે કે ભાષા બોલવા કે લખવામાં મુશ્કેલી આવે પરંતુ એને ઘણી બધી રીતે અલગ અલગ રીતે એને નિવારી શકાય છે જેમ કે તમે જ્યાંથી આવો છો ત્યાંની ભાષા અને તમે જ્યાં રહો છો તાત્કાલિક જે પ્રાચીન સમયમાં તમે જ્યાં રહો છો તેની ભાષામાં શું તફાવત છે એની તમને અવલોકન કરતાં આવડવું જોઈએ જો એ ન આવડે તો તમે જ્યાં છો ત્યાંના ત્યાં જ રહેશો તમે જેવા છો તમે તેવા જ રહેશો તમે આધુનિક રીતે દોડતા યુગને એની ભાષાને પકડી નહીં શકશો અને જો એ નહીં પકડી શક્યા તો તમે ઘણી બધી જગ્યાએ પાછા પડી શકશો કાચા પડી શકશો ક્યાંકને ક્યાંક કચાશ રહી જશે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે કારણ કે જ્યારે દુનિયા એકવીસમી સદીમાં હશે ત્યારે તમે ઓગણીસમી સદીમાં જીવતા હશો તો તમે કેવી રીતે આગળ વધી શકશો તમારા જીવનનું હેતુ શું રહેશે કોઈ વ્યક્તિ મેટ્રોમાં સફર કરે છે અને કોઈ વ્યક્તિ આજે પણ આગગાડીમાં સફર કરે છે બંનેની સ્પીડમાં ધરખમ ફરક તમને દેખાશે તો આટલો જ ફરક છે ભાષા બોલવી લખવી અને તેને ચોક્કસ રીતે મૂલવવી એટલે જ કહેવાયું છે કે તમારી વિચારસરણી તમારી વિચારશક્તિ બહુ જ ચોખ્ખી રાખો જેથી કરીને તમારી ભાષાશુદ્ધિ થાય અને જો તમારી ભાષાશુદ્ધિ હશે તો તમે ક્યાંય પણ પાછા નહીં પડો